હું ગુજરાતી છું પણ ગુજરાતી સિવાય પણ ઘણી વાનગીઓ બનાવું છું દાખલા તરીકે હું મહારાસ્ટ્રની થાલી પીટ બનાવું છું તો થાલી પીટની અંદર ચાર ધાન્યને શેકીને દળીને અમે લોટ તૈયાર રાખીએ છીએ અને એને પાણીથી પલાળીને ઢેબરા જેવો તાવી પર મૂકીને મસાલો નાખીને બનાવીએ છીએ અમારા બાળકોને આ વાનગી ખૂબ પસંદ છે અને સૌથી વધારે પૌષ્ટિક છે એને સફેદ માખણ સાથે ખાઈ શકાય છે કોઇક વાર હું પંજાબી વાનગી પણ બનાવું છું અને તેમાં પનીર બટર મસાલાનું શાક મારા બાળકોને ખૂબ પ્રિય છે પનીર તો બહારથી લાવીએ છીએ પણ કાંદા અને ટામેટાને ખળા મસાલાની સાથે ગ્રેવી બનાવીએ છીએ કોઇક વાર કાજુ તો કોઇક વાર મગજતરીના બી લઈએ છીએ અને તેને પણ સાથે પાણીમાં પલાળીને પીલી લઈએ છીએ તેની ગ્રેવી બનાવીએ છીએ અને ગ્રેવીમાં ગ્રેવી બટરમાં બનાવીએ છીએ અને તેમાં છેલ્લે પનીરના ટુકડાઓને ક્યાંતો ફ્રાય કરીને અથવા સેલો ફ્રાય કરીને નાખીએ છીએ વાનગી થઈ જવા માવે ત્યારે એની અંદર અમે મેથીની ભાજીની સુકવણી નાખીએ છીએ અને આને કારણે આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ બને છે અને એને પરાઠા સાથે ખાઈએ છીએ પરાઠા આમ તો મેંદાના લોટના બને છે પણ અમે ઘઉના લોટના બનાવીએ છીએ અને ઘઉના લોટમાં ઘીનું મોંણ અજમો કોઇકવાર જીરું પણ નાખીએ છીએ અને થોડું મીઠું નાખીને ક્યારેક અમે પડવાળા ચાર પડવાળા આઠ પડવાળા એવા પરાઠા બનાવીએ છીએ ઘણી વખત હું સાઉથ ઇંડિયન વાનગી પણ બનાવું છું તેમાં ઇડલી સંભાર એ મારા પરિવારનો પ્રિય નાસ્તો છે ઇડલી સંભાર બનાવતી વખતે રાત્રે દાળ ચોખા અને મેથીના દાણા પલાળી રાખીએ છીએ અને આઠેક કલાક પલાળ્યા બાદ તેને વાટીને તેને આથો આવવા માટે છથી સાત કલાક સુધી રાખીએ છીએ પછી સ્ટીમરમાં એની ઇડલી બનાવીએ છીએ સંભાર બનાવવા માટે હું મારો પોતાનો સ્પેશીયલ મસાલો બનાવું છું તેમાં મેથી જીરું સૂકા મરચાં અડદની દાળ ચણાની દાળ થોડા ચોખા સૂકું કોપરું અને સૂકા લીંબડાના પાન લઉ છું અને એને શેકીને ગ્રેન્ડરમાં પાવડર બનાવી રાખું છું એ પાવડર આપણને લાંબો સમય સુધી ચાલે છે અને તુવેરની દાળમાં દૂધી રીંગણ કોળું ટામેટાં કાંદા જેવા શાકભાજીઓ ક્યાંતો બાફવામાં નાખી શકાય અથવા તો અલગ પણ બાફીને નાખી શકે છે આ રીતે એને બાફી લઈએ છીએ અને પછી તેને આંટીને તેમાં આંબલી મીઠું વગેરે નાખીને ઉકાળીએ છીએ અને ગરમ ગરમ સંભાર સાથે પીરસીએ છીએ કોઈક વખત મારા બાળકોની ડિમાન્ડ પર અમે પીઝા એટલે કે ઇટાલિયન વાનગી પણ ટ્રાય કરીએ છીએ આમ તો પીઝાને માટેનો જે બેઝ બ્રેડ છે એ બાર રેડિમેડ મળે જ છે પણ ઘણી વખત મેંદામાં ઇષ્ટ નાખીને ઘરે પણ બનાવી લઈએ છીએ તેની ઉપર ટામેટાં સોસની અંદર બીજા મસાલાઓ ભેળવીને પીઝા સોસ બનાવીએ છીએ એની ઉપર કેટલીક શાકભાજીઓ જે બાળકોને પ્રિય હોય તે એટલે કે કેપ્સિકમ કેબેજ ટામેટાં કાંદા કોઇક વાર મકાઈનાં દાણા પણ નાખીએ છીએ અને તે સિવાય જેલો પીનોસ પનીર એવી વેગેરે કોઈક કોઈક નવી આઇટમો પણ ઉમેરીએ છીએ અને ઉપર ચીઝ તો જરૂરી છે ચીઝ વગર પીઝા બનતા જ નથી બાળકોને આ સૌથી પ્રિય વાનગી છે આવી રીતે ગુજરાતી વાનગીઓ સિવાય અમે ઘણી વાનગીઓ બનાવીએ છીએ સાઉથ ઇંડિયન વાનગીમાં ઇડલી સંભાર સિવાય ઢોંસા ઉતપમ અપમ વગેરે વાનગીઓ પણ બનાવીએ છીએ અને સાઉથ ઇંડિયન વાનગીમાં કોપરાનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને તેલનો ઉપયોગ હું ઓછો કરું છું આ સિવાય કોઈક વખત અમે ઉત્તર ભારતની દાલ બાટી પણ ટ્રાય કરીએ છીએ દાલ બાટીની અંદર ચણાની દાળ અને તુવેરની દાળ પલાળીએ છીએ અને મસાલા સાથે બાફી લઈએ છીએ બાટી બનાવા માટે અમે ઘઉનો લોટ લઈએ છીએ અને તેમાં ઘીનું મોણ મૂકીને અજમો નાખીને કઠણ લોટ બાંધીને શેકીએ છીએ અહીં અમારી ઘરે ચૂલો નથી એટલે અમે તંદુરમાં શેકીએ છીએ અને બાટી પણ ઘીમાંજ બનાવીએ છીએ દાલ અને બાટી પણ એક ફૂલ મિલ બની શકે છે